હેલો હુ ઓમ ખેની બોલું છું અક્ષરધામ સોસાયટી વરાછામાંથી મેં હમણાં સ્વિગી પર ઓડર તમને આપેલો છે બસો ચોપન નંબરનો ઓડર છે તો એ ઓર્ડરમાં મેં પીઝા સમોસાં અને લોચો મંગાવેલો છે પણ એમાં મારે અમુક વસ્તુઓ એડ કરવાની રહી ગઈ છે તો તમે પીઝા પર ટૉપિન્ગ એડ કરી દેજો ચીઝનું ટૉપિન્ગ અને સમોસા સાથે એક ગ્રીન ચટણી અને ને ટમેટાની ચટણી પર પણ એડ કરી દેજો અને લોચા સાથે કાંદાનો સંભારો સેવ અને એક ગ્રીન ચટણી અને નારિયેળની ચટણી પણ એડ કરી દેજો